હા હા ડ્રાઇવર બોલો હા તો અમાર ડ્રાઇવર આપણે ત્યાં જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા

રાજપીપળા

હં ના હોટલમાં તો નામ તો નઅ નથી ખબર પડતી

હા હા બીજું કંઈ નહીં બસ સવારે કેટલા વાગ્યે નીકળીશું હા હા હા ઓકે ઓકે